હાલ ગુજરાતની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે ગુજરાતમાં વસ્તી તો વધી જ છે પરંતુ બહારથી બીજા રાજ્યના લોકો પણ આવીને એમાં વસ્તીમાં વધારો કરી રહ્યા છે જે પોતાની અજીવિકા રળવા માટે આવતા હોય છે અ રાજ્યના મુખ્ય પ્રવાહ વસ્તીનો પ્રવાહ હોય યુ પી બિહાર રાજસ્થાન આ મ અને મહારાષ્ટ્ર આ મુખ્ય પ્રવાહો છે કે જ્યાંથી વધારે પ્રમાણમાં લોકો ગુજરાત તરફ આવી રહ્યાં છે અને ગુજરાતમાં લોકોનો એ પ્રમાણમાં વસ્તી વધારો થઈ રહ્યો છે વસ્તી એનું વૃદ્ધિકરણ એટલી હદે વધી રહ્યું છે જેના કારણે શહેરીકરણ શહેરોમાં વધારો થઈ રહ્યો છે મોટાભાગનાં લોકો શહેરોમાં આવીને વસતાં હોય છે ગુજરાતમાં પણ ગામડામાંથી ઘણું બધું ઘણા બધા લોકો શહેરમાં આવીને વસી રહ્યાં છે જે પોતાના રોજગારને લગતાં પ્રશ્નોને હલ કરવા માટે શહેરમાં આવીને વસતા હોય છે એની સાથે હાલ નવી જે જનરેશન અ હાલ પેદા થઈ રહી છે નવી જનરેશનમાં પોતે તો શહેરમાં રહે જ છે પરંતુ તેમના વિચારો એકદમ અલગ જ હોય છે હાલ જે સ્માર્ટ ફોન અને ટૅકનોલોજીનો જે ઉપયોગ થઈ રહ્યો છે ગેમિંગ દ્વારા એના કારણે એ લોકોની વિચારવાની શક્તિ ખૂબ જ એના પર ખૂબ જ અસર પડે છે તેમનો માનસિક અને શારીરિક વિકાસમાં પણ ઘણી અસર પડે છે અને એ જ પ્રમાણમાં ગ્રામ્ય લેવલે પણ હવે એ પ્રમાણે અ વસ્તીમાં એ પ્રમાણેનું જોવા મળે છે કે એ લોકો સ્માર્ટફોનના કારણે એમના સ્વભાવના અને એના વિચારવામાં ઘણા બધા ડિફરન્સ આવે છે બે જનરેશન જે નવી જનરેશન અને જૂની જનરેશન વચ્ચે ઘણી બધી ખાઈ વધતી જાય છે જે વિચારધારાને લગતી છે કે હાલની જનરેશન જે વિચારે છે એ એકદમ જૂની જનરેશન કરતા એકદમ તદ્દન નવું જ અને અલગ જ વિચારે છે